મધ્ય ગુજરાત એટલે કે આપણું અમદાવાદ છે બરોડા છે આ સુરત છે એવાં ઘણાં બધાં અલગ અલગ શહેરો છે એમાં ઘણું બધું ફરવા લાયક સ્થળ છે જગ્યા છે તોએ અમદાવાદની કાંકરિયા પછી સીદી સૈયદની જાળી છે ગાંધી આશ્રમ છે પછી લવ ગાર્ડન છે એવું જ ઘણું બધુ જૂનું કાક અમદાવાદમાં ફરવા જેવું છે અમદાવાદની એક બેસ્ટ હોટલ છે જે આખી અમદાવાદ આખું ફરે છે જે પતંગ હોટલ પતંગ હોટલ પણ ફરવા લાયક જગ્યા છે ત્યાંથી તમે જમીને તમે આખું અમદાવાદ તમે જોઈ શકો છો પછી આપણું સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે સરદારની સૌથી મોટી પ્રતિમા જે આખા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે ત્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એટલે કે આપણા સુરતથી આગળ જતાં આપણે જ ત્યાં સ્થાઈ છે તો જોઈ શકીએ ત્યાં અલગ ઘણાં રેસ્ટોરન્ટ છે તે તમે હરીફરી શકો છો તમે ઘણું બધું ત્યાં જોઈ શકો છો પછી સાપુતારા હિલ્સ છે સાપુતારા હિલ્સમાં તમે ત્યાં ચોમાસા દરમ્યાન તમે ટ્રેકિંગ કરી શકો છો ત્યાં સારી એવી હરિયાળી પણ હોય છે અત્યારે તેમાં જઈ શકો છો અને ત્યાં મજા આવે છે ત્યાં જો ગ્રુપ સરખા સાથે ગયા હોય તો તમને ત્યાં ફરવાની ઓર મજા આવે છે ત્યાં ટેંટ્સ બાંધીને તમે રહેવાનું રાત તમે ત્યાં રહી શકો છો એવું ઘણું બધી જગ્યા છે જે આપણે મધ્ય ગુજરાતમાં છે ત્યાં પણ તમે ફરી શકો છો અને હા જો ગ્રુપ સર્કલ સાથે જાઓ તો તમને ખૂબ જ મજા આવે છે સુરતમાં પણ તમે અલગ અલગ ઘણી એવી બધી જગ્યા છે ત્યાં પણ તમે ફરો બરોડામાં એટલે ઘણી બધી એવી વિઝિટ લેવા જેવી જગ્યા છે એ પણ તમે જઈ શકો છો પછી અમદાવાદની તો શું વાત કરું અમદાવાદ તો આપણું કેવાયને કે મધ્યનું સેન્ટર છે ત્યાં તો તમારે ખાસ જવું જ જોઈએ તો બધાં ગ્રુપ સર્કલને જવું જોઈએ